ધીસ કોલ ઈઝ નાવ બિઈંગ રીકોર્ડેડ

જમ્યાભાઈ વાત કરે હા આપડે આ વખતે નવરાત્રિમાં સોસાયટીમાં ગરબાનું આયોજન રાખેલું તો આપડે ગ્રાઉન્ડમાં લાઈટિંગ કરવાની છે આખા ગ્રાઉન્ડમાં લાઈટિંગ કરવાનું છે ગ્રાઉન્ડ અંદાજે સાતસો આઠસો સ્વેકર ફૂટ જેટલું છે તો શું રમાણે ખર્ચો થાસે ને કેવી કેવી પ્રકારની લાઈટો કે શું હસે ઈ જણાવો નતા પૂછો પૂછો સાતસો આઠસો સ્કેવર ફૂટમાં છે નઈ નઈ તમારે જ કર દેવાનું છે

હવે શું ખર્ચો અમ નઈ નઈ લાઈટ ચોવીસે કલાકે આવે છે

હા તો મારીને ગયા

હા તો હવે એ રીતનું છે એ તમારે જે જરૂર હોય ઈ રીતનું લાઇટોને બધુ લઈને આવજો કનેક્શન મળી જાસે હા ને પેમેટ કઈ દયો તમારું હા તો એક કામ કરો ને આ બધો હિસાબ કરી અને કાલે મને જણાવો હા એ હા